મારા સંગ્રહ માટે કોઈ ચોક્કસ લક્ષ્યો અથવા આકાંક્ષાઓ તો નથી પણ નાનપણથી મેં જેટલી બધી વસ્તુઓ અમુક ભેગી કરી હતી એ અત્યારે તો કદાચ મારા ઘરે મારે શોધવી પડે અત્યારે કદાચ હોય ના હોય એનું નક્કી નથી પણ મે ઘણી બધી વસ્તુઓ જેમકે જૂના જૂના સિક્કાઓ પચીસ પૈસાના કે પછી દસ આના આઠ આના એ બધા જે પૈસા મેં અમુક સિક્કાઓ નાના નાના રાજા રાણીઓના છાપવાળા જે સિક્કાઓ આવતા તેમ જ હું નાનો હતો ત્યારે દરિયા કિનારે જતો એ બધા જે નાનાં નાનાં છીપલાઓ નાના નાના શંખ હોય નાના એકદમ ઝીણા એ બધા ભેગા કરીને અમુક રાખ્યા હતા અમુક પથ્થરો હતા લાલ પીળા સફેદ અલગ અલગ આકારોના ચીકણા ખરબચડા જે અમુક પથ્થરો હતા એમાંથી કેટલાક પથ્થરો હોય એમાં વીંટી જેવા આમ વચ્ચે કાણું હોય અને આજુબાજુમાં આખું એવી રીતે ઘણા બધા એવા પથ્થરો અલગ અલગ હતા એ બધા મેં ભેગા એના માટે કર્યા હતા કે મને એક શોખ હતો એમ ભેગા કરીને સંગ્રહ કરીને જોવાનું એવું મારું કોઈ લક્ષ્ય નથી કે એને હું આ કરીશ એને હું આ કરીશ એવી નાની નાની બધી લખોટીઓ મેં ભેગી કરી હતી તો એ બધો જે સંગ્રહ છે હજી ત્યાં પડ્યો હશે મેં જૂના મારા ફોટોગ્રાફ્સ છે બધા નાના નાના જૂના પછી કેસેટો હોય જે આપણે વગાડીએ એ બધી એમપી થ્રી કેસેટો આવતી એ પણ મેં બધા જૂની જૂની બધી અમુક ભેગી કરીને રાખી મુકી હતી એ પેલા પહેલાં સીડી આવતી એ પણ સીડી પણ મેં ભેગી કરીને મૂકી હતી એવી ઘણી બધી વસ્તુઓ એ મેં ભેગી કરી છે પણ એ ભેગી કરીને પછી મારા એના પ્રત્યેનાં કોઇ લક્ષ્ય ન હતો કે ભાઈ હું એને કંઈક કશે બતાવીશ અથવા કોઈ સંગ્રહાલયમાં રાખીશ કે એવું કોઈ આકાંક્ષાઓ નહોતી બસ એમ એક શોખ હતો ને એક મને ગમતું કે વસ્તુઓ ભેગું કરવી અને એને પછી એક યાદગીરી તરીકે કે આપણે મોટા થઈએ ત્યારે એની યાદ આપણે એ વસ્તુને જોઈએ તો એ ટાઇમ એ સમયની આપણને યાદ આવી જતી હોય છે કે ભાઈ આ બધી વસ્તુઓ જ્યારે નાના હતા ત્યારે દાદા દાદી પાસેથી જે નાના નાના સિક્કાઓ મળતા કે અમુક વસ્તુઓ નાની નાની એવી કે જે હજી સુધી યાદ હોય તેવી રીતે આ બધા જે સંગ્રહો છે જેમકે દરિયાકિનારેની વાત કરી મને હજી એ દિવસ હજી યાદ છે કે જ્યારે હું દરિયાકિનારે જતો ત્યારે નાનાં નાનાં છીપલાઓ લાલ પીળા સફેદ બધા પથ્થરો બધા ખરબચડા લીસા બધા જે અલગ અલગ પથ્થરો હતા બધા ભેગા કર્યા હતા એ મેં એક બરણીમાં ભરીને રાખ્યા હતા પછી એવા નાના નાના શંખ હતા પછી છીપલાઓ એ બધી હજી પણ મને યાદ છે હજી મેં ભેગા કરીને એને રાખ્યા છે આ બધા માટે કોઈ આવો મારો ચોક્કસ લક્ષ્ય નહોતો એ નાનો હતા ત્યારે ભેગા કર્યા હતા પણ એ સંગ્રહ પરથી એ જૂની વાત બધી યાદ રહી જતી હોય જેમકે અમુક લોકો હોય એ જૂની જૂની બધી કેસેટો રાખે એ કેસેટો હવે એવાં પ્લેયરો પણ નથી આવતાં જે આપણી જે પ્લાસ્ટિકની કેસેટો આવતી એને આપણે પ્લે કરવા માટે હવે નવા બનતા નથી હવે તો ડીવીડી પ્લેયર સીડી પ્લેયર પણ હવે બંધ થય ગયા છે હવે પેનડ્રાઇવ પણ હવે બંધ થવા લાગી છે મોબાઈલમાં જ આપણે એટલી બધી મેમરી હોય કે દરેક વસ્તુ આપણે વિડીયોથી માંડીને ઓડિયોથી માંડીને બધું જ આપણે મોબાઈલમાં સંગ્રહ કરી શકતા હોય હવે તો આપણે પેનડ્રાઇવ પણ એટલી અલગ અલગ જે પાંચસો જીબી ને હજાર જીબી ને વન ટીબીની હવે હાર્ડડિસ્ક આવી ગઈ છે કે જેમાં આપણે આખા જીવનની બધી વસ્તુઓ આપણે સંગ્રહ કરી શકીએ છે એમાં દરેક વસ્તુ આપણે સંગ્રહ કરી શકાય છે તો જૂની વાત હતી એ ત્યારે બધું સંગ્રહ માટે ભેગું કર્યું હતું પણ હવે એની કોઈ એનો જ કોઈ લક્ષ્યો નથી કે મારે ભાઈ મ્યુઝિયમમાં રાખવું છે કે આ તે બસ એક યાદગીરી તરીકે મેં રાખ્યું હતું